અમે મરઘી રાખીએ છીએ અને મરઘી જ્યારે મોટી થાય ત્યારે મરઘીનાં ઈંડા આવે છે તો મરઘીનાં ઈંડા માંથી અમને સારી એવી એક આવક આવે છે અને મરઘીને અમે દાણ નાખી દાણા જુવારના દાણા અને મકાઇ કાં તો જુવાર કાં તો ચોખા એવો ઉપયોગ પ્રમાણે નાખીએ અને મરઘી મરઘી મોટી થાય મરઘી મોટી થાય છે ઉછેરીને એ મરઘીનાં ઈંડા બજારોમાં લવાય છે અને સારા એવા પૈસા મળે છે સંગ અને મરઘી ખાસ કરીને વેચાણમાં વધારે ભાવ લાવતી હોય છે ને મરઘી બજારો ભાવમાં વધારે લોકો લેતા હોય છે અને છસોથી સાતસો રૂપિયામાં એક મરઘો લે લઈ અને એનો એનો અમને સારો એવો ભાવ મળે એવી જ રીતે ગાય ગાયને અમે પાલવીએ છીએ અને ગાય અમને સારી એવી દૂધ આપે છે અને ગાયોને કાયદેસર કાયમ માટે પાણી અને ખોરાક એને ટાઈમે અમે આપીએ અને સાંજે સાંજે એને ખોરાક સારા મહિને એવો સારો ખોરાક આપીએ અને બે ટાઈમે ટાઈમે અમોને ગાય દૂધ આપે છે દૂધનાં ઉત્પાદનમાં લોકો વધારા થાયે છે ને દૂધ સારું એવું ખોરાક છે ને દરેકમાં ને દરેકમાં દૂધ વપરાતું હોય છે ને દૂધનાં કારણે લોકો લોકોનાં ચા અનેક જાતના મીઠાઈઓ બનાવે છે અને દૂધ એવું શારીરિક વસ્તુ છે અને મજા એમાં આવક આવે છે અને સારી રીતે ગાય અમને દૂધનાં આવકમાં વધારો કરે છે અને બકરા અમે પાલવીએ છીએ અને બકરાને સવારે બહાર કાઢીને એને ગમે તે ઘાસ ચારો એને નાખવા પડે છે અમુક ટકા તો ખાસ મકાઇ છે જુવાર છે ઘઉં છે એવું નાખીને અમે આપીએ અને બ બકરાને અંદર સારી એવી આવક આવે અને બકરો પાંચ થી દસ હજારનો વેચાણમાં જાય છે અને સારી એવી અમને આવક મળે ને ખાસ તો બળદ અમે ખેતરોમાં વાપરીએ છીએ બળદ અને બળદને અમે સાંજ સવારે એને ચારાનો એક પાલવીએ ચારો નાખીને પાલવીએ છીએ અને બળદ એવી શારીરિક અમારા માટે બેસ્ટ બેટ પ્રાણી છે અને બળદથી જ અમે ખેતી કરીએ છે કારણ કે બળદ ન હોય તો અમારાથી ખેતી થઇ શકતી નથી તેના એના થકી અમે દરેક જાતના બળદો ગમે ત્યાંથી પણ લાવીને અમે ઉપયોગ કરીએ છે ત્યારે અમને ખાવાના કે ગન દરેક બાબતે આવક લાવી શકે છે બળદ એના લીધે અમારે અનેક જાતના વેઠ વેઠવી પડે છે ત્યારે ખાસ કરીને ભેંસ ભેંસને અમારે નાનામાંથી પાલવવી બહુ મુશ્કેલી છે ને જેમ તેમ કરીને મુશ્કેલીમાંથી અમે પાલવીને એને ભેંસને ચારો દાણ છે એવું આપી એ આપીને સવારે દસ છ થી સાત લિટરનું દૂધ આપે છે અને એને સારો એવો ઘાસચારો નાખીને ખવડાવીએ છે ને ભેંસ અમને સાંજના સમયે પણ એને સારો એવો ખોરાક આપીને સાતથી આઠ લિટરનું દૂધ આપે છે અને દૂધ અમે દૂધ મંડળીની અંદર વેચાણ કરીએ છે સારી એવી અમને આવક લાવી શકે છે અને દૂધના કારણે અમારી રોજી રોટી ચાલતી હોય છે કારણ કે દૂધ ન વેચીએ તો અમારો અમારી આવકમાં પણ ધટાડો રહે છે કારણ કે દૂધ દૂધના કારણે જ અમે આગળ વધી શકીએ છે કારણ કે દરેક ગામડાંની અંદર ગાય ભેંસ બકરીઓ મરઘાં અમે આ અનેક જાતનાં પ્રાણીઓ પાલવીને અમે આવક લઈ શકીએ છે કારણ કે આવું બધું ના કરી શકીએ તો અમારા આવકમાં ઘટાડો થઈ શકે કારણ કે અમે આવી રીતે ના કરી શકીએ તો અમને શું મળે હકીકત તો આ બધું અમારે પ્રાણીઓ પાળવાની જરૂરી છે